સૌપ્રથમ તો આજે મારા ઘરે મહેમાન આવ્યાં હતાં તેથી મારે જમવાનું બહારથી ઓર્ડર કરવાનું હતું મેં ઝોમેટોની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ મારી મનપસંદીદાર કેફેમાંથી મેં દસ પીઝા અને પાંચ સેન્ડવીચ અને પાંચ કોલ્ડ્રીંક્સનો ઓર્ડર કર્યો હતો પંદર એક મિનિટ જેવો સમય સુધી રાહ જોયા પછી મને મારો ઓર્ડર મળ્યો ડીલેવરી બોય ઘરે આવ્યો ઓર્ડર મારા હાથમાં આપી ઓટીપી લઈને તે ચાલ્યો ગયો ત્યારબાદ ઘરે જઈ મેં પાર્સલ ખોલીને જોયું તો દસની જગ્યાએ આઠ પીઝા ચાર સેન્ડવીચ અને કોલ્ડ્રીંક્સની બોટલ પણ ચાર જ આવી હતી બે પીઝા એક સેન્ડવીચ અને એક કોલ્ડ્રીંકસની બોટલ આવી નથી ઓર્ડર તો આવ્યો હતો પરંતુ તેમાં અમુક વસ્તુઓ ગુમ થયેલી હતી જોયા પછી મને ખબર પડી તો તરત જ મેં રેસ્ટોરન્ટના મેનેજરને ઝોમેટો એપ્લિકેશન પરથી કોન્ટેક્ટ કર્યો અને તેમને આખી પ્રક્રિયા જણાવી ત્યારબાદ તેમણે મને સંતોષકારક જવાબ આપતા કહ્યું કે તમારો બાકીનો ઓર્ડર પણ થોડા સમયમાં તમારા સુધી પહોંચી જશે આ રીતે મેં મારો બાકીનો ઓર્ડર પણ મંગાવ્યો